હું મોટાભાગે સમાચારપત્રો ગુજરાતી ભાષામાં વાંચું છું કારણ કે મને ગુજરાતી આવડે છે અને મારા વિસ્તારમાં પણ ઘણા બધા પાસાના સમાચાર પત્રોના માધ્યમો ઉપલબ્ધ છે અહીંયા કોઈ પણ ભાષાના સમાચાર પત્રો મળી જાય છે હિન્દી હોય કે હિન્દી ગુજરાતી ઇન્ગલિસ મરાઠી વગેરે ભાષાઓના સમાચાર પત્રો પણ અહીંયા ઉપલબ્ધ છે જેમ જે માણસને જે ભાષામાં સમાચાર પત્ર વાંચવું હોય તે માણસને સમાચાર પત્ર મળી જાય છે અને હું ગુજરાતી ભાષામાં સમાચાર પત્ર વાંચું છું કારણ કે મને ગુજરાતી આવડે છે અને મારી માતૃભાષા પણ ગુજરાતી છે એટલા માટે હું ગુજરાતી સમાચાર પત્ર વાંચું છું જે માણસને જે ભાષા આવડતી હોય તે માણસને તે સમાચાર પત્ર અહીંયા ઉપલબ્ધ મળી જાય છે